હેલો હા બોલો હા બોલો કોણ બોલે અચ્છા હા બોલો હમણાં હાલમાં જ તો આપણે પંદરમી ઓગસ્ટની રજા ગઈ પછી જ શનિ રવિ પણ આવ્યા હજી ફરીથી તમને ચાર દિવસની રજા જોઈતી હોત તો કેમ કરીને આપી શકીએ અમે અચ્છા એવું છે તો ને કંઈ નહીં હું રજા તો આપી દઉં પણ તમને જ્યારે આવો પાછા ત્યારે તમારા છોકરાંને બધું કવરઅપ કરાવી દેજો જે પણ તમારું હોમવર્ક બાકી રહી ગયું હોય અને જે પણ ક્લાસમાં મેમ એ ચલાવ્યું હોય એ બધું તમે કવરઅપ કરાવી દેજો ઓકે બાય